હેલો

મહાદેવ મહાદેવ

હં તમારે રહેવા જાવું છે કે પછી રાજકોટમાં આ જોવા ફરવા લાયક સ્થળો જોવા છે રહેવું નથી ને ફરવા લાયક સ્થળો તો અત્યારે તમે રાજકોટમાં આવી ગયા છો કે બાકી છો હજી ઓકે ઓકે રાજકોટમાં આવો તમે તો પહેલાં તો અમારું રેસકોર્સ છે ગાર્ડન હં હં હા બરોબર છે પછી અમારો હાજી ડેમ છે

હેલો તમારો અવાજ તમારો અવાજ ઓછો આવે એવું લાગે છે હં હં પછી હાજી ડેમે જાવ જુબેલી જુબેલી જાવ અમારી જુબેલીમાં અમારે લાઈબ્રેરી છે જોવાલાયક લાઈબ્રેરી છે હમણાં નવું નવો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર નવું રેસકોર્સ બન્યું છે અટલ સરોવર છે અટલ સરોવર છે જ્યાં આપણે ઓલું શું કહેવાય બોટિંગ બોટિંગ ને અંતે કરી શકી હં હં પછી કોઈ વૃદ્ધાશ્રમની મુલાકાત કરવી હોય તો વૃદ્ધાશ્રમની મુલાકાત પણ કરી શકો છો દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ છે ગોંડલ ચોકડી પાસે ધોલરા ગામમાં

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ હં બરોબર એની પણ મુલાકાત કરી શકો એ પણ જોવાલાયક સ્થળ જ છે અને આજુબાજુમાં નાના મોટા મંદિર હોય અહીં કણે અને પછી રહેવા કરવા જમવા કરવાની તમારે મીડિયમ રેન્જમાં જાવું હોય તો ઈમ્પિરિયલ હોટલ છે અને હાઈ પાવરમાં જાવું હોય તો સીઝન હોટલ છે કાલાવડ રોડ ઉપર આમાં ઘણા બધી છે વિકલ્પ અને પછી તમને હાવ લોકલ હોય તો એ પણ આજુબાજુમાં કઈ મળી જાય તું અહીં રાજકોટમાં જ રેટ તો આપણે ઈમ્પિરિયલ હોટલમાં જાવ તો રીઝનેબલ છે પછી સીઝનમાં જાવ તો એ પ્રમાણે થાય એ ફાઈવ સ્ટાર આવી જતું હોય એટલે મતલબ મારે તમારી રેન્જ ઉપર આધાર રાખે તમે આવો પછી રેન્જ કઈ નક્કી કરીએ આપણે હં હં ઓકે મહાદેવ મારા નંબર તમારી પાસે છે જ ઓકે હાલો મહાદેવ